સિવણ માટે યૂટ્યૂબને જે જાગીને હું ફોલો કરું છું એનું બારીકાઈ વાળુ કામ મને ખૂબ જ પ્રોત્સાહન આપે છે તેમજ એના વિડિયો માં બજારમાંથી કાપડ અસ્તર લેસ વગેરે કઈ રીતે ખરીદવા એનું જ્ઞાન મળે છે પેટર્ન કઈ રીતે સિલેક્ટ કરવી એ બધું દર્શાવે છે એટલે એના વિડિયો જોઈને હું પણ એ બધું કામ કરવાનો પ્રયત્ન કરું છું અને મારા વોટસપમાં અને ફેસબુક તેમજ ઇંસ્ટાગ્રામના એક એક ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં પણ પોસ્ટ કરું છું જેથી લોકો મારી આ આવડત વિશે જાણી શકે